જ્યારે હું કોઈ પણ વસ્તુ પહેલી વાર રાંધવાની હોવ ત્યારે યૂટ્યૂબ પર રેસિપીસ જોવું છું જેમ કે પહેલી વખત જ્યારે મેં ઢોસા બનાવાનું શીખ્યું હતું ત્યારે યૂટ્યૂબ પર પહેલાં મેં રેસિપીસ ઘણીબધી જોઈ પણ એમાં મને બધી અલગ અલગ હતી તો વધારે કન્ફ્યુઝન થતું હતું તો પછી મેં મારી મમ્મીની સલાહ લીધી કે કઈ રીતે કરું તો મમ્મીએ પછી મને સારે રીતે સમજાવી દીધું કે આ વસ્તુ આ રીતે થાય અને બધું એના પછી મને સારું એવું જાણવા મળ્યું મમ્મી જોડેથી